પ્રૌઢ લોકો અનેક પ્રકારની રમતો રમે છે અત્યારે પણ જેમ કે આપણા દાદા છે દાદી છે નાના છે નાની છે એ અત્યારે આપણી સાથે અનેક પ્રકારની રમતો રમે છે જે તે તેનાં સમયમાં રમતા હતા એમાં પણ આવે છે ગિલ્લી દંડા આવે છે પછી કબડ્ડી હતી તે એક પ્રકારની ઘણી રમતો એ રમતા હતા ચેસ છે કે જેનાંથી તમારું માઇંડ સાર્પ થાય છે ત્યાર બાદ ઘણી અત્યારની રમતો છે કે જે અત્યારે મોબાઈલ ઉપર થઈ ગઈ છે કે જે અત્યારે નુકશાનકારક છે તો તેનાં માટે અત્યારે પ્રૌઢ લોકો તેનાં જે છોકરાં હોય છે તેને સ્પેશિયલી જે નાનાં છોકરાઓ છે તેને તેનાં જે જૂની રમતો હોય છે તેની સાથે મિલાપ કરાવે છે જેમ કે ગિલ્લી દંડા છે પછી એ લોકો જે ટાયરો હતાં સાઇકલનાં ટાયરો ગાડીનાં ટાયરો તેની તેની તેને ફેરવી ને તેની સાથે રમતો રમતાં પછી અત્યારનાં સમયમાં પ્રૌઢ લોકો તેનાં બાળકોનાં બાળકો સાથે તે બેસી ને રમત રમી શકે એ રમે છે જેમ કે ચેસ છે ચેસ એક એવી વસ્તુ છે જેનાંથી બાળકોનાં મગજનો વિકાસ થાય છે પછી ગિલ્લી દંડા છે પછી આપણે અત્યારે જેને હિન્દીમાં કહીએ છીએ આપણે કંચા એટલે કે આપણે કંચા છે તમે કંચા એટલે કંચા છે જે લખોટી એને લખોટીની મદદથી રમતાં ત્યાર બાદ લૂડો છે સાપ સીડી છે એ ઘણી બધી એવી રમતો છે કે જે પ્રૌઢ લોકો અત્યારે તેનાં બાળકોનાં બાળકો સાથે રમી શકે છે દાદા દાદી અત્યારે તેનાં બાળકોને પોતાની જૂની વાર્તાઓ પણ સંભળાવે છે કે જ્યારે તે નાનાં હતાં ત્યારે તે તેનાં મિત્રો સાથે મિત્રો સાથે આંબા પીપળીની રમત રમતાં તેનાં મિત્રોની સાથે ગમે તેટલો તડકો હોય ગમે તેટલો વરસાદ હોય ગમે તે હોય તે લોકો ફળિયામાં પોતાના મિત્રો સાથે છે પોતાનાં ભાઈ બહેન સાથે છે એ બધા ગેમ રમતાં અલગ અલગ પ્રકારની રમતો રમતાં એમાં પણ આંબા પીપળાની રમત રમતાં પછી જ્યારે જ્યારે છોકરીઓ કોઈ વ્રત રાખતી નાની હતી ત્યારે ત્યારે સ્પેશિયલ એ લોકો પત્તા સાથે રમતાં ને પત્તામાં તે લોકો આંબલીનાં જે બી હોય છે તેનો ઉપયોગ કરતા પૈસાની જગ્યાએ અથવા જે કાચની બંગડીઓ હોતી એને તોડી અને એને પૈસાની જગ્યાએ ઉપયોગ કરતા એ અત્યારનાં સમયમાં પ્રૌઢ લોકો એ પણ તેનાં બાળકોને શીખવાડે છે કે જે ત્યારે નાનાં હતાં ત્યારે તેનાં મિત્રોની સાથે ફળિયામાં એટલે કે એનાં આંગણામાં એ લોકો રમત રમતાં તેનાં કારણે તે કેટલાં ચુસ્ત તંદુરસ્ત હતાં અને તેમને બીમારીઓ પણ અત્યારે જોવાં જશો તો અનેક પ્રકારની નથી થતી અને એ બીમારીઓ અત્યારે નાના બાળકોને જલ્દી તરત થઈ જાય છે કારણ કે તેઓ હવે રમતો બહાર નથી રમેલી તે અંદર ને અંદર બેઠાં હોય છે જ્યારે પ્રૌઢ લોકો જ્યારે રમતો રમતાં જેમ કે ભમરડો હોય લંગડી હોય સટોડિયું હોય એ બધી રમતો એ રમતાં ત્યારે એ બહાર જઈને રમતાં ત્યારે જે એને તડકાનું જે પોષણ મળવું જોઈએ જેમ કે વિટામિન ડી છે એ પૂરતું મળી રહેતું એમને અને એ જે ખાતાં મીન્સ કે જમતાં નાશ્તો કરતાં એને પચી પણ જતું અને એને જે અંદર એનાં ન્યુટ્રિશન્સ હતાં એ પણ એને મળી રહેતાં હતાં સહેલાઈ પરંતુ અત્યારનાં છોકરાઓને એ રમતો નથી રમવી ગમતી કારણ કે એને અત્યારે મોબાઈલ છે એમાં અલગ અલગ પ્રકારની રમતો અત્યારે ઘર બેઠાં રમી શકે છે એટલે બહાર નીકળતાં નથી એ લોકો અને પ્રૌઢ લોકો કયા પ્રકારની રમતો રમતાં તો એમાં આવે છે ચેસ ગિલ્લી દંડા ગિલોલ લુડો કેરમ પછી ઘણી પ્રકારની હતી જેમ કે પહેલાં તો આવે છે ટાયર ટાયર ને ટાયર હોતાં તેને લાકડી વડે ફેરવી ફેરવી ફેરવી ને આખા ગામનાં આખા ગામમાં પોતે બધે ફરતાં રમતાં તેનાં મિત્રોની સાથે રેસ લગાડતાં કોણ સૌથી પહેલાં પહોંચે છે ત્યાર બાદ તેઓ એક ગેમ હતી કે જેમાં બોક્સ બનાવવામાં આવે છે કે એક બે એવી રીતનાં અલગ અલગ નંબર્સ લખવામાં આવે છે પછી એક પથ્થર ફેંકવામાં આવે છે એ પથ્થર એ લોકો ફેંકે છે અને જ્યાં પહોંચે તે ત્યાં લંગડી કરી ને અને અથવા તો જે રીતનાં બોક્સ બનાવેલાં હોય છે એવી રીતનાં પગ રાખી રાખી અને રમત રમે છે એ પણ એક રમત હતી ત્યારનાં જમાનામાં ત્યારે એ પ્રૌઢ લોકો ત્યારે તેનાં છોકરાઓનાં છોકરાને એનાં છોકરા બધાંને અત્યારે એક શિક્ષણ આપે છે તે જે એ લોકોની રમત હતી તે અત્યારે પોતે રમાડે પણ છે છોકરાઓને અને શીખવાડે પણ છે તે આ રમત અત્યારે એ લોકો એ પણ રમવી જોઈએ અને રમાડવી પણ જોઈએ કારણ કે એ રમતો છે એ અત્યાર માટે બેસ્ટ છે અને પ્લસ એ છોકરાઓને પણ અત્યારે સૌથી સારામાં સારું કહી શકાય એવું ન્યુટ્રિશન્સ પણ દે જેમ કે તડકામાં નથી જતાં તો તરત છોકરાઓ બીમાર પડી જાય છે અને ત્યાર બાદ જ્યારે પણ છોકરાઓ ને રમત રમવાનું કહીએ છીએ જેમ કે ચેસ છે લુડો છે સાપ સીડી છે ત્યારે તેમને મોબાઈલ જ દેખાય છે સમયસર શું કામ એ કારણ કે તેઓને પહેલેથી એ આદતો પાડવામાં આવી છે પ્રૌઢ લોકો અત્યારથી એ આદતને ભૂલાવવાં પણ માંગે છે કે જે એ લોકો જે રીતે રમતાં એનાં મિત્રો સાથે એ બહાને એ લોકો મળી પણ શકતાં અત્યારનાં જમાનામાં વોટ્સએપ છે એ બધું એનાં કારણે કોલિંગનાં કારણે લોકો મળી પણ નથી શકતાં પરંતુ તે સમયમાં અને પણ મિત્રતા પણ ગાઢ થાતી એકબીજાની સાથે નવી નવી રમતો રમવી એકબીજાની સાથે વાતો કરવી એ ઘણું બધું હતું ત્યારે ને અત્યારે અત્યારે લિમિટ થઈ ગયું છે એટલે પ્રૌઢ લોકો હતાં એ ગિલ્લી દંડા ચેસ લુડો સટોડિયું ઘણી પ્રકારની ગેમ રમતાં અને એમાં પણ જ્યારે મિત્રોની સાથે બેઠા રમ્યાં આપણે દોડ ભાગ કરી તો એ જીવન અલગ જ હતું એટલે પ્રૌઢ લોકો ચેસ છે લંગડી છે સટોડિયું છે પાંચિકા છે ભમરડો છે એ બધા પ્રકારની રમત રમતાં